બેરોજગારી જે છે એ અત્યારે ભારત દેશની સૌથી મોટી સમસ્યા છે યુવાનોમાં બેરોજગારીની વાત કરીએ તો અત્યારે બેરોજગારીનું પ્રમાણ દિવસે ને દિવસે ખૂબ જ વધતું જાય છે એમાં આપણે જો વાત કરીએ તો લોકો ગ્રેજુએટ થએલાં લોકો વધારે ભણેલાં લોકો પણ અત્યારે બેરોજગાર છે જો એનાં માટે નોકરીની વધુમાં વધું તકો સરકારે ઊભી કરવી જોઈએ જેનાં માટે થઈને સરકારોએ સરકારે ગ્રામ્ય લેવલે શહેરી લેવલે જે ભરતી મેળાઓ છે એનું આયોજન કરવું જોઈએ જે લોકોને નોકરી ઓફર કરવામાં આવે છે એ યુવાનને શું પૂરું વળતર મળી રહ્યું છે કે નહીં તેનું પણ ધ્યાન સરકારે રાખવું જોઈએ તો યુવાન છે એ એને નોકરી માટે એમાં આકર્ષિત થઈ અને તે નોકરી માટે આગળ આવશે બીજી વસ્તુ છે કે જો અત્યારે ટેકનોલોજી એટલી ડેવલપ થઈ રહી છે કે એ ફિઝિકલ નોકરીઓ છે એ ખાઈ રહી છે જેમ કે વાત કરીએ છે એઆઈ છે તો એઆઈ ટેકનોલોજી માટે ખૂબ મહત્ત્વનું છે પણ એનાં લીધે લાખો લોકો ભણેલાં લોકોની નોકરી એઆઈ ભવિષ્યમાં જતી રહેશે એનાં લીધે એવું અત્યારથી જ દેખાઈ રહયું છે નોકરીની તકો વધું વધું ઊભી થાય તે માટે સરકારે શિક્ષણને સ્તર ઊંચું આવે એ માટેનાં પ્રયત્ત્નો કરવા જોઈએ કેમ કે જે જેટલું શિક્ષણનું સ્તર ઊંચું હશે યુવાનનું એટલી જ એ સારી નોકરી મેળવી અને સારી આવક કરી શકશે અને બીજી વસ્તુ છે કે જે લોકો બેરોજગાર છે એમને ત્યાં જ એનાં શહેરની અંદર અથવા તો એનાં રાજ્યની અંદર નોકરીઓ મળી રહે તો એને બીજી જગ્યાએ બીજા રાજ્યમાં અથવા તો બીજા દેશમાં ન જવું પડે એટલાં માટે થઈ અને એને ત્યાં એને નજીકની અંદર જ એને નોકરી મળે એનું ધ્યાન સરકારે રાખવું જોઈએ કે એ જ જગ્યાએ ફેસિલીટીઓ અવેલેબલ થાય કેમ કે વધતી જતી વસ્તી એનાં લીધે એ બેરોજગારી છે એનું પ્રમાણ ખૂબ જ દિવસે ને દિવસે વધી રહ્યું છે અને આ એક ચિંતાજનક વિષય થઈ રહ્યો છે